હા ચોક્કસ ચોક્કસ તમે હા હં તમને અમારી બેંકમાં જો તમે સિનિયર સિટીઝન હો તો તમારે માટે સિનિયર સિટીઝન સેવિંગ્સ એકાઉન્ટ પણ અલગ છે અને એમાં પણ પોઈન્ટ ફાઈવ પર્સન્ટ કે એક ટકા ઇન્ટરેસ્ટ વધારે મળતું હોય છે જે નોર્મલ ઇન્ટરેસ્ટ હોય એના કરતાં અને એફડીમાં જો તમે ઇન્વેસ્ટ કરવા માંગતા હો તો એમાં પણ જનરલ એફડીના પર પર્સેન્ટેજ કરતાં તમને એક ટકો કે જો વધારે ટર્મ્સ માટે મૂકો તો કદાચ વધારે વર્ષ માટે મૂકો તો તમને દોઢ ટકા સુધીનું ઇન્ટરેસ્ટ વધારે મળી શકે છે તમારે